સફરજન કેરી કેળું અનાનસ દાડમ પાતરા ફાફળા દાલ ઢોકળી ખાંડવી થેપલા ધોળકા હાંડવો ખાખરા પાંખી જલેબી ખિચડી બાસુંદી ગુજરાતી કઢી કઢી